મને સૌથી વધારે લોક નૃત્યમાં ગરબા ગમે છે કારણ કે ગુજરાતમાં દરેક પ્રસંગે ગરબા રમવા એ ઘણું કોમન છે અને દરેક ગુજરાતીઓને ગરબા રમવાનું ઘણું જ ગમે છે કારણ કે અલગ અલગ હવે તો ગરબામાં દોઢિયા સાદા ગરબા બે તાળી ત્રણ તાળી ગરબા તેમજ દાંડિયા રાસ મને દર નવરાત્રિ પર દરેક ગુજરાતીઓ એક વખત તો એટલીસ્ટ ગરબા રમવા જાય જ છે અને બીજું મને ભરતનાટ્યમ થોડું ગમે છે ભરતનાટ્યમમાં જે બધી અલગ અલગ મુદ્રાઓ આવે તે યાદ રાખવાની તેમજ તેને બતાવવાનો તેમજ મોઢાનાં એક્સ્પ્રેશન્સને વ્યક્ત કરવાં સંગીત દ્વારા પોતાની કળા દ્વારા ભરતનાટ્યમ દ્વારા પોતાના મનોભાવ રજૂ કરવા એ મને ઘણું જ એના લીધે મને એ નૃત્ય કળા ઘણી જ ગમે તેમજ દરેક કળાઓમાં મનોભાવ પોતાના ચહેરાના હાવ ભાવ પરથી રજૂ કરવાના આવે તેથી નૃત્ય પહેલેથી જ ઘણું ગમે છે ગરબા પણ એટલે ગરબાને માણવાનું ઘણું ગમે છે કે રોજ